હાલો હા ગુડ ઈવનિંગ સર કેમ છો હવે એક સાઇન્સ ફેર છે અમદાવાદ ખાતે તો આપણા પાંચ સ્ટુડન્ટને લઈ જવા માગું છું તો તમે એલાઉ કરશો ને બધી વ્યવસ્થા સારી છે બધી વ્યવસ્થા સારી છે હા રહેવાનું પણ સારું છે ના ના આપ ના પાંચ જ સ્ટુડન્ટ લઈ જવાના છે એટલે આપણે બાય ટ્રેન જઈશું હા તો તમે કહો એટલે હું તરત ટિકિટ બુકિંગ કરાવી દઉં રિટર્નની પણ હા એ હું મોકલી આપું હા હા આપણી બધી આપણી હા બરાબર બધી જવાબદારી આપણી મારી બરાબર હં હું એમને સારી રીતે લઈ જઈશ અને સાઇન્સ ફેરમાં પણ આપણી સ્કૂલનો સારો દેખાવ રહે એવો બરાબર પ્રયત્ન કરીશું અમે હા ચોક્કસ આવશે આપણો પહેલો નંબર આવશે બરાબર સારું સર થેન્ક યુ સો મચ સર